મા માતૃભાષા અને માતૃભૂમિનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી ગુજરાતી એ આપણી માતૃભાષા છે આપણી મા છે તો એમની જાળવણી માટે આપણે સૌએ બની શકે એટલું ગુજરાતી બોલવાના પ્રયત્નો કરવા જોઈએ આ સિવાય ગુજરાતી ભાષાના પ્રચાર માટે આપણે સૌએ દરેકે રોજ એક ગુજરાતી પુસ્તકની અંદર એક પેરેગ્રાફ અથવા એક પેજ વાંચવાની આદત પાડવી જોઈએ જેથી ગુજરાતી ભાષા પ્રત્યે આપણને લગાવ ઉત્પન્ન થશે આ સિવાય જ્યાં જ્યાં જે જે જગ્યાએ સૂચનાઓ છે એ સૂચનાઓ અંગ્રેજી માધ્યમનાં બદલે ગુજરાતીમાં હોવી એ ખૂબ જ અગત્યનું છે અને જો એ બધાં જ માધ્યમો ગુજરાતીમાં બને તો ગુજરાતી ભાષા વધુ સશક્ત બની શકે